સર મારું નામ ભાવના છે અને સર મેં સુરત અડાજણમાં રહું છું તો સર મેં એક લેન્ડલાઇનમાં સર એક નવો નંબર લીધેલો છે તો સર એ પાનકાર્ડ પર એ નવો નંબર મને દાખલ કરવાનો છે તો સર આ નવો નંબર દાખલ કરવા માટે સર એમાં મારે જરૂરી કયા કયા સર દસ્તાવેજ તેમાં જમા કરાવવા પડશે તો સર એ નંબરમાં જે દસ્તાવેજ છે દાખલ કરતા સર તેમાં કેટલો સમય લાગશે તો સર તમે મને માહિતી આપવા વિનંતી